હલો હોટલ કબીર ગુડ આફ્ટરનુન મારે આજ સાંજ માટે ફૂડ પાર્સલનો ઓર્ડર આપવાનો છે જેમાં એક કિલો કાજુકરી દસ બટર નાન પાંચ છાસ દસ પાપડ ત્રણ દાળ ફ્રાય ત્રણ જીરા રાઈસ પાર્સલ કરવાનું છે જે સાંજે સાડા સાત વાગે ઓર્ડર તૈયાર કરી તે ગૂગલ પાર્ક ઇસ્કોન મોલ પાસે વડોદરા મોકલી આપશો